મારી પ્રિય રમત ક્રિકેટ લગભગ હું પાંચ વર્ષનો હતો ત્યારથી હું ક્રિકેટ રમું છું પાંચ વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ હું મારા નાનપણના મિત્રો સાથે પ્લાસ્ટિક કે રબરનો નલો દડો આવતો તેનાથી હું રમતો અને હાલમાં ત્યાં પછી અમે દ દર દરરોજ ઉનાળાના વેકેશનમાં દિવાળીના વેકેશનમાં મારા મિત્રો સાથે રમતો અને ત્યાર પછી અમે પ્લાસ્ટિકના ક્રિકેટમાં અમે રમવા માંડ્યા અમે અમારા ગામમાં એક ખેતરમાં પીચ બનાવી ચાર પાંચ ખેતરોની વચ્ચે મોટું ગ્રાઉન્ડ જેવું બનાવી ત્યાં પ્લાસ્ટિક રમતા હું ખૂબ જ સારો પ્લાસ્ટિકમાં એવો બોલર હતો મને અંદર બહાર બંને તરફથી બોલ સ્પિન કરાવતા આવડતી અને બેટ્સમેનમાં પણ હું એવરેજ બેટ્સમેન હતો પ્લાસ્ટિકમાં હું સારું રમું એ જ મારી એવી રીતે જ મારી રમતા રમતા મોટા થયા ક્રિકેટ મને એટલું બધું ગમતું કે ક્રિકેટ માટે અમે કેટલાઓ વાગ્યે રમ્યા કરીએ તો પણ અમને થાક ન લાગતો ખાવાનું ભૂલી જતા પીવાનું ભૂલી જતા ભણવાનું પણ ભૂલી જતા એટલું અમને ક્રિકેટ ગમતું ક્રિકેટ એટલે અમારા માટે અમારી જિંદગીમાં ક્રિકેટ સિવાય બીજું કંઈ હતું જ નહીં એટલું અમે ક્રિકેટ રમતા ગામડામાં ક્રિકેટ રમવાની ખૂબ જ મજા આવતી બે ત્રણ ટીમો થાય હારે તે બેસે જીતે તે રમે એ રીતનું રમતા રમતા અમને ક્રિકેટની આદત પડી પછી અમે ધીરે ધીરે કરીને ટેનિસ ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું ટેનિસ ક્રિકેટમાં હું લેફ્ટ આર્મ મીડીયમ ફાસ્ટ પણ મીડીયમ ફાસ્ટ હોવાને કારણે મને બોલિંગમાં બહુ ફાવતું નથી પરંતુ હું લેફ્ટિ બેટ્સમેન છું એટલે તેમાં પણ અમારો પરફોર્મન્સ ટેનિસ ક્રિકેટમાં એકદમ એવરેજ કહી શકાય ખરાબ બોલ પર હું ફટકારીને હું છક્કો મારી શકું પરંતુ સારા બોલ પર હું વિકેટ નહીં આપું પણ ડિફેન્સ કરીને ગમે તેમ હું બચાવી શકું છું પરંતુ ક્રિકેટના કારણે અમારા જીવનમાં ઘણી બધી ગુણવત્તાઓનો વિકાસ થયો જેમકે ટીમ સ્પિરિટ સ્પોર્ટ્સમેનશિપ ક્રિકેટમાં ઘણી વાર એવું થાય કે ચીટિંગ થવાના ચાન્સ હોય પરંતુ તે સમયે ખિલાડી જાતે કહી દે કે ના આ ખોટું છે તે થઈ સ્પોર્ટ્સમેન સ્પિરિટ એવી જ રીતે અમે રમતા રમતા ટેનિસ ક્રિકેટ પણ રમતા રમતા હું મારી કોલેજમાં આવ્યો અમારી કોલેજમાં અમારી ઇન્ટર કોલેજ ઇન્ટર કોલેજ નહીં ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ હતી તેમાં મારો મિત્ર વિકાસ ખૂબ જ સરસ બેટ્સમેન હતો તે બેઠક શોટ રમતો હતો બે છગ્ગા મારીને પછી તેને મેચને નજીક નજીક લાવીને જીતાડી દીધો અને અંશે તનયે ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું તેમાંય પણ તનય મેન ઓફ ધ સિરીઝ અને મેન ઓફ ધ મેચથી જીત્યો અમે એ ટુર્નામેન્ટ જીતી ગયા અને ત્યાર બાદ અમે એક બીજી અમારી કોલેજની એનકેડી પ્રીમિયર લીગ નામની ટુર્નામેન્ટ યોજાઈ તેમાં પણ મેં ભાગ લીધો મને ખબર કે હું એવરેજ વિદ્યાર્થી હતો અમારી ટીમમાં માત્ર એક જ ખેલાડી અભી આઇકન પ્લેયર હતો અને બીજા બધા ખેલાડી નવા હતા જેમાં હું પણ છું પરંતુ અમે અમાર અમારી પહેલી મેચ હતી તનય લોકોની ટીમ સાથે તેમનું એક રન મારેલા પરંતુ ડિફેન્સ નહીં કરી શક્યો અને તનય અને વિકાસની ટીમે અમને હરાવી દીધા પરંતુ બીજી મેચમાં અમે આખી ટુર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર નાઈન્ટી સિક્સ રન ઈન છ ઓવર માર્યો જે ખૂબ જ સારો એવો સ્કોર હતો અમારા પાસે નહોતો બોલર નહોતો હતો બેટ્સમેન પરંતુ તેમ છતાં અમારા પાસે હિંમત હતી જેથી કરીને અમે ખૂબ જ સારો એવો સ્કોર બનાવ્યો અને અમે તે મેચ જીતી ગયા એમ કરીને પછી અમારી પહેલી મેચ અમે જેટલી ખરાબ રીતે હારેલા તેનાથી અમે શીખીને ધીરે ધીરે ધીરે કરીને એવરેજ એવરેજ ખેલાડીને હોવા છતાં પણ અમે અમારું પોતાનું હન્ડ્રેડ પરસેન્ટ પર્ફોર્મન્સ આપીને અમે ઘણી બધી મેચો જીતી અને સેમિફાઇનલમાં અને ફાઇનલમાં આવી ગયા ફાઇનલમાં અમે અમારી સામેની ટીમ ખૂબ જ સારી હતી અમે રમ્યા અને અમે અમારો હન્ડ્રેડ પરસેન્ટ આપ્યો અને તેથી ભાગ્યએ પણ અમારો સાથ આપી અમને વિજયી બનાવ્યો તેથી ક્રિકેટની રમત દ્વારા એ જાણવા મળે છે કે એકતા એ ખૂબ જ જરૂરી છે સ્પોર્ટ્સમેનશિપ સાથે એકતામાં આપણે રમીએ તો આપણે એવરેજ ખેલાડી હોવા છતાં પણ આખી ટીમને વિજયી બનાવી શકીએ છીએ આ હતું મારા જીવનમાં ક્રિકેટનું યોગદાન